ભારતના લોકો મતદાન અને પ્રચાર જેવી રાજકીય પ્રક્રિયામાં પોતાનો ભાગ લે છે મતપત્રો સ્ટાફ સામગ્રી સંબંધી જોગવાઈઓ મતપત્રોની જે જરૂરત રજૂઆત નક્કી કરવી અને મતપત્રો છપાવા પોસ્ચલ મતપત્રો રવાના કરવા મતદાન મથકો નક્કી કરવા અને મતદાન મથકો ઉપર વ્યવસ્થા ગોઠવવી મતદાન માટે કર્મચારીઓની નિયુક્તિ કરવી મતદાન કર્મચારીઓને તાલીમ આપવી મતદાન માટે આવશ્યક સામગ્રી તૈયાર કરવી વિજોણું મતદાન યંત્રો તૈયાર કરવા મતદાન મથક તૈયાર કરવા મતદાન પ્રચાર માટે અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર કરવા પેમ્પલેટનું વેચાણ કરવું મતદાન એક પદ્ધતિ છે જેનાથી સભ્ય કે મતદાન મન મતદાન મંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે મંતવ્યોને રજૂ કરે છે મોટે ભાગે આમ થવા પાછળ ચર્ચા વાદ વિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત છે આ બાબત હંમેશાં લોકશાહીઓ અને લોક શાસનમાં જોવા મળે છે મતદાનનો પ્રચાર કરવા માટે રાજકીય પ્રકિયામાં આપણે એવી રીતના ભાગ લઈ શકીએ કે આપણે જ્યાં જૂથ હોય ત્યાં આપણું મતદાન આપણા વોટિંગ કાર્ડ લઈ અને મત પ્રકિયામાં લાઇનથી વ્યવસ્થિત સુશોભિત રહી અને ત્યાં ઊભું રહેવું અને મતદાન કરવું જે યોગ્ય પાર્ટી હોય તેને ચૂંટવવું ચૂંટવા માટે આપણે યોગ્ય રીતે એનું પ્રચાર કરવો અને પ્રચાર કર્યા બાદ તેને વોટિંગ કરી અને એની ચૂંટણીમાં યોગ્ય રીતે ચૂંટાવવું આના પ્રકિયામાં ઘણી જગ્યા ઉપર મો અ મતદાન કાર્ડ અને બિ એલ ઓ આવે છે અને ચૂંટણીકાર્ડ બનાવી આપે છે અઢાર વરસથી ઉપરના લોકો મતદાન કાર્ડ બનાવી શકે છે અને વોટિંગ કરી શકે છે